હાલો હા હા મેમ હું સુરતથી કવિ નર્મદ લાઇબ્રેરીમાંથી વાત કરું છું હું આપની શું સેવા કરી શકું છું હ અચ્છા હા નર્મદ લાઇબ્રેરીમાં ઘણી જ બધી જ બૂકો મળી જશે તમને પણ તો મેમ મારી એક એવી સલાહ છેકે તમે જો શરૂઆતમાં જો રીડિંગની શરૂઆત કરતાં હો તો તમે નાના લેવલ પર ફિલોસોફિકલ ડૉ આઈ જે વીજળીવાળા છે કેજે બહુ સુંદર સ્ટોરી બુક્સ લખે છે અને એમની સ્ટોરી એટલી બધી ટચીને એટલી બધી સરસ હોય છે કે તમે વાંચસો એકદમ નાની વાર્તા હોય છે અને તમને એ વાર્તા વાંચવામાં બહુ જ ઇન્ટરેસ્ટ પડશે અને ત્યાર પછી તમે આ નિમિત્ત ઓઝાની રાજુ અંધારીયાજીની ઘણી બધી બૂકોનું આપણી પાસે કલેક્શન છે તો એમાંથી તમે બુક મેળવી ને તમે રીડિંગ માટે લઈ જઈ શકો છો આપણે ત્યાંની વાર્ષિક ફી બારસો રૂપિયા છે અને તમે એમાં એક એક બુક એકસાથે એ ઇન્સ્ટોલ કરી શકોછો અને એ બુક તમે રીડિંગ માટે તમારી પાસે એક મહિના સુધી રાખી શકો છો અને તે એનું છેને એકચુલીમાં મારે અમારા એમની સાથે વાત કરવી પળશે ઉપરી અધિકારી સાથે પણ એવું કરી શકો તમે કે અહી આપણે ત્યાં એક લાઇબ્રેરીમાં રૂમ છે કે જ્યાં તમે આવીને બેસીને વાંચી શકો અને પછી બુક તરત પાછી આપી શકો તો તમારે એવું કરવું પડે કે તમે સુરત આવ્યા છોને તમારો અમુક ટાઈમ તમે લાઇબ્રેરી પર આપણું બહુ જ વાતાવરણ સરસ હોય છે તમે આવીને બેસો તમને જે બૂકો ગમે તે વાંચો રીડ કરીને પાછી આપો તો તમારે મેંબરશિપના પૈસા નહીં ભરવા પડે એ રીતે તમે કરી શકો છો હા કુકીંગને લગતી પણ હા કુકીંગને રેસિપીને લગતી પણ ઘણીબધી બૂકો છે ઘણીબધી

હા હા બધી જ મળશે વેદ પુરાણ યોગાનંદ પરમહંસની ને ઘણાં બધાં સંતોની અને રામાયણ પણ કેટલાં બધાં એના એમનાથી લખાયું છે તે બધાંની બૂકોનું કલેક્શન આપણને આપણે ત્યાં મળી રહેશે તમે તમારો આધાર કાર્ડ અને બે ફોટા તમારે મેમ્બરશિપ લેવી હોયતો હા એક તો તમારે જોઈશે બરાબર ઓકે થેન્ક યુ મેમ